અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો લોકો અત્યારે બીજી ભાષાને ફોલો કરી રહ્યાં છે પરંતુ પહેલાના જે સમયમાં એ લોકો ગુજરાતી ભાષાને ખૂબજ ફોલો કરતા અને તે ખૂબ જ ગુજરાતની અંદર ગુજરાતી ભાષા ખૂબજ સરળ ભૂમિકા ધરાવે છે કારણ કે ગામડા વિસ્તારના જે લોકો છે તે લોકોને ગુજરાતી ભાષા માં કનવર્જેશન કરવાનું ખૂબ જ ગમે છે અને તે લોકો ઇઝીલી કનવરઝેશન કરી શકે છે પરંતુ જે સિટી સાઇડના જે લોકો છે તે મોસ્ટ ઓફ ઇંગ્લિસ સાઈડ અને હિન્દી સાઈડ લોકો વળ્યા છે તો જે પેલાનું જે વારસો હતો સાંસ્કૃતિક ગુજરાતી ભાષાનો તે ખૂબ જ મહત્ત્વનો અને ફાયદાકારક હતો અને તે સમયમાં લોકો વધારે ગુજરાતી ભાષાને યોગદાન આપતા હતા કારણ તે ભાષા ખૂબ જ સરળ છે માણસ માટે અને તે ખૂબ જ સારી રીતે કનવરઝેશન કરી શકે છે અને તે લોકોને કોઇ બી આમ અટકણ નથી આવતું અને જ્યારે સિટી શહેરમાં જે લોકો ગુજરાતીમાંથી લોકો ઇંગ્લિસ સાઈડ જઈ રહ્યાં છે તે લોકો ખૂબ જ ઓછું કનવર્જેશન કરે છે અને પહેલાના જે લોકો હતા તે લોકોનું લોકોને સમજાતું બી નથી અને તે લોકો વધારે ગુજરાતી ભાષાને યોગદાન આપી રહ્યાં છે